મારા ઘરમાં બપોરના અને રાત્રિના ભોજન માટે સામાન્ય રીતે તો કમ્પલેટ રાંધીએ છીએ જેના કારણે ખાવાની પણ મજા આવે છે બપોરના સમયે રાંધવામાં કે ભોજન માટે રોટલી હોય છે કોઈ સબ્જી હોય છે અચાર અથાણું પણ હોય છે જેના કારણે ખાવામાં મજા આવે છે અને રાતના સમયે મેં ચોખા હોય છે દાળ હોય છે કોઈ બી નોનવેજ વસ્તુ બનાવી હોય તો તેમાં ચોખાનો ઉપયોગ અમે કરીએ છીએ તો બન્ને બપોરના અને રાત્રિના ભોજન માટે અમે સામાન્ય રીતે રાંધવામાં બન્ને ટાઈમે રોટલી હોય કે બન્ને ટાઈમે ચોખા પણ થઈ જાય છે સામાન્ય રીતે તો એક ટાઈમે રોટલી અને બીજા ટાઈમે ચોખા ખાતા હોય છે જેના કારણે ખાવાનું પણ મજા આવે છે અને રાંધવાની પણ મમ્મીને સારું લાગતું હોય છે તો બપોરના અને રાત્રિના ભોજન માટે અમે સામાન્ય રીતે તો બન્ને ટાઈમ રોટલી તો હોય છે અને એક ટાઈમે ચોખા હોય છે નોનવેજ હોય છે છાસ પણ રાખી લેતા હોય છે અમે બપોરના અને રાત્રિના સ ભોજન માટે તો ખાવા પીવામાં સારું હોય છે મમ્મીને રાંધવામાં પણ સારું લાગતું હોય છે જેના કારણે અમે આ બધું ખાતા હોય છે જેના કારણથી બપોરના અને રાત્રિના ભોજન માટે અમે સામાન્ય રીતે તો આપણે જે કીધું એ તો રાંધીએ જ છીએ અને એક્સ્ટ્રા પણ કંઈ કશું બહારથી લેતા આવીએ છે જેમાં પણ રોટલી હોઈ શકે છે કાં તો ચોખા હોઈ શકે છે જેના કારણે અમે ખાવામાં સારું લાગતું હોય છે તો આમ અને બપોરના અને રાત્રિના ભોજન માટે સામાન્ય રીતે તો રોટલી કાં તો ચોખા એક ટાઈમે તો રાખતા જ હોય છે તો આમ અમને રાંધવાનું પણ સારું લાગતું હોય છે